સંગીત ગાવાનું તો મને ફાવે છે પણ સંગીત સાંભળવામાં પણ મને ખૂબ રસ પડે છે અને હાલની જે બધી ટેકનિકો સંગીત માટેની આવેલી છે એ કળાને શીખવા માટે હું પ્રયત્ન કરું છું અને એ સંગીતના સાધનો હાલમાં જે નવી ટેકનિક આવી છે એમાં તબલા વાદન તાલ માલા એનો હું ઉપયોગ કરું છું અને આ રીતે સંગીત સાંભળીને હું આનંદ માણું છું બસ ચાલશે